જીવનમાં સવાલ છે કે શું તમને લાગે કે શિક્ષિત વ્યક્તિ હોય તે અશિક્ષિત વ્યક્તિ કરતાં સારી રીતે પોતાના સિદ્ધાંતોનું પાલન કરી શકે છે તો મને એવું લાગે છે કે કરી પણ શકે છે અને નથી પણ કરી શકતા કહેવાય છે ને કે પાંચ આંગળી એક સરખી નથી હોતી અને ગુજરાતીમાં બીજી એ કહેવત છે કે ભણતર છે પણ ગણતર નથી જ્યારે પહેલાંના માણસોમાં ભણતર ન હતું પણ ગણતર બહુ હતું આપણા જે વડીલો છે તે ભલે ભણેલાં ન હતાં પણ તેને હર એક વસ્તુઓનું જ્ઞાન એટલું હતું કે જે આજનો ભણેલો યુવાન હોય છે અથવા તો ભણેલી યુવતીઓ છે તે પણ સારી રીતે નથી કરી શકતાં અમુક વસ્તુનું જ્ઞાન તો આપણે આપણા વડીલો પાસે કે જે નથી ભણેલાં શિક્ષિત નથી છતાં પણ તેની પાસેથી લેવું જ પડે છે હા એવું નથી કે બધા શિક્ષિત ભણેલા એવાં જ હોય છે હવે તો ભ ભણેલાં લોકો જે છે તે સિદ્ધાંતોનું પાલન સારી રીતે કરે કરે છે અને જે નથી ભણેલાં લોકો કે જે ગામડામાંથી ભણી અને બહાર સિટીમાં ભણવા આવ્યો છે જે છોકરો તે પણ પોતે ભણી અને પોતાના સિદ્ધાંતો પાલન કરે છે સો ટકા કરે છે અમુક વ્યક્તિ હોય છે કે જેનામાં ભણતરની સાથે સાથે અભિમાન આવી જાય છે પણ જ્યારે તેને જિંદગીની સાચી પેલું વસ્તુનું ભાન થાય કે આ વસ્તુ શું છે ત્યારે તેને ખબર પડે કે ના ખરેખર આ રીતે આ વ્યક્તિ સાથે કોઈ વડીલો સાથે અથવા તો આ સિદ્ધાંતનું આપણે ખરેખર પાલન કરવું જોઈએ મા બાપની ઉમર છે આપણે આપણા બાળકની શિક્ષિત ભણાવીએ પણ તે જ્યારે એજ બાળક સીધા તેને મા બાપને સામે થાય છે ત્યારે મા બાપને ખૂબ દુ ખ થાય છે અત્યારે ઘરડા ઘર અથવા તો વૃદ્ધાઆશ્રમ વધેલાં છે શા માટે હોય તમે તમારા એક મા બાપને સાચવી શકો શિક્ષિત વ્યક્તિ છો તમને એટલું નથી પેલું થતું કે મા બાપ ત્યાં એ આપણને જન્મ આપ્યો છે તેને આપણે સાચવવા જોઈએ ખરેખર આપણે આપણો વ્યક્તિનો સિદ્ધાંત શું છે તે સારી રીતે આપણે પાલન કરવું જોઈએ તો આપણી ફરજ શું છે તે આપણે સારી રીતે પાલન કરવું જોઈએ હું નાનો જે છે આ આપણને એક શિક્ષિત વ્યક્તિ જે છે જ્યારે પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મોકલે છે ત્યારે તેના બાળકો તેજ જોઈને કહે છે કે મમ્મી પપ્પા હવે પણ તમને મોટા થાવ અને આ રીતે જ કરશું ત્યારે તેને માન થાય છે કે ના હા હું શિક્ષિત પણ હું શું કરી રહ્યો છું જ્યારે મારા મા બાપએ મજૂરી કરી અને મને શિક્ષિત કર્યો છે શું આ મારું કોઈ પાલન છે વ્યક્તિગત ના જ્યારે અમુક વ્યક્તિ જે હોય છે ગામડાનો બાળક તો ભલે ભણેલો ના હોય પોતાના મા બાપને સારી રીતે રાખે છે અમુક સિદ્ધાંતો કે જે આપણા નાના હોય તેની સાથે સારી રીતે વર્તન કરે આપણાથી મોટા હોય તો તેમણે માન આપે છે બધાં આવી રીતના સિદ્ધાંતનું પાલન કરતાં જ હોય છે અને હા મને તો લાગે છે લગભગ શિક્ષિત આજનું શિક્ષિત વ્યક્તિ જે છે એ પોતાના સિદ્ધાંતોનું સારી રીતે પાલન કરે છે અને અમુક અપવાદ રૂપ કે જે એક બે ટકા એવાં હોય છે કે જે પોતે સારી રીતે ઘરમાં કે બહાર કે સારી રીતનું વર્તન નથી કરતાં અને પોતાને સિદ્ધાંતનું પાલન નથી કરતાં જ્યારે જેને ઠોકર વાગે છે ત્યારે જ તેને ભાન થાય છે કે ના આ ખરેખર મારી ભૂલ થઈ છે અને હું આ ભણતર મારું શું કામનું છે ત્યારે તે વ્યક્તિ પોતાના સિદ્ધાંત શું છે જીવનમાં એનું પાલન કરે છે